હેલો હેલો હેલો હા બોલો તમારે શું જરૂર પડી હા યસ હા મહેન્દ્રભાઈ બોલું છું મહેશ આ તમારું નામ કેમ છો મજામાં અચ્છા હા બસ મજામાં છું બહુ દિવસ પછી ફોન આવ્યો નહીં હા બસ કામકાજ અત્યારે સરસ ચાલે છે અત્યારે હાલ જ અત્યારે કામકાજ જૉબ પરથી આવ્યો અત્યારે હાલ જ આવ્યો હું ઓકે હા ઓકે એ રીતે હા હા ઓકે એટલે તમારે આમ કે ઍકચ્યુલી અ કઈ તારીખનું છે પ્લાનિંગનું કંઇ આમ ત્રીસ ઑગસ્ટ ઓકે હા અચ્છા અને ગામ કયું છે કે એ આપણે જે કરવાનું છે પ્લાનિંગનું હલો ઓકે તો હવે આમાં જે તમે ફ્લાવરનું જે ડૅકોરેશન છે ને તો એમાં છે બે ત્રણ રીતની ક્વૉલિટીનું આવે છે એ એક તો નેચરલ ફ્લાવર આવે છે ને એક તો પ્લાસ્ટિકનાં જે ફ્લાવર આવે છે ને ડૅકોરેશનનાં એ રીતનું તો તમારે ડૅકોરેશનનું બે કઇ રીત છે કે મૅરેજની અંદર જે થાય છે એ બરાબર એકદમ નેચરલ ફ્લાવર તો કઈ રીતનું તમારે રાખવાનું છે ત્યાં આમાં બે રીતનું થાય છે આમ તો ફ્લાવરનું અને એની બી અચ્છા હા એટલે તમારે એટલે જેમ કે કેટલી સાઈઝ જગ્યા છે જેમ કે આપણે જે મેરેજમાં કરી શકીએ એ રૂમની અંદર કે હૉલની અંદર કઈ કઈ જગ્યા સુધી ડૅકોરેશનની અંદર ઓકે ઓકે ઓકે ઓકે હા અચ્છા અચ્છા અને ઘર જેમ કે ઘરની અંદર પણ જે વૅલકમ કરવાનું છે એ પણ કરવાનું છે ને અંદર કે જ્યારે અંદર જ્યારે બહાર જ એ પણ હા તો મારે તમારે ત્યાં ક્યાં જરૂર છે એનું આખું લિસ્ટ બનાવવું પડશે જેમ કે ગાડી ડૅકોરેશનમાં જોઈશે પછી મૅરેજની અંદર જોઈશે તમારે જે હૉલની અંદર જોઈશે જે જે જગ્યા હોય એ પ્રમાણે મને લાવતા એ એ કયા કયા રંગનાં આવે છે અને એ ખાસ કરીએ અમારા બે ત્રણ પ્રકારના રંગનાં છે વધારે એક તો હં વધારે રોઝ વપરાય છે જે અને બીજા એક જે પેલા સાદા આવે છે ને ગલગોટા જેવા જે તો એમાં તમે તમે જોયા તો હશે બે ત્રણ જગ્યાએ ગુલાબનાં છે પછી ગલગોટાનાં છે અને એક બારે માસ છે બધા મિક્સ આવે છે અંદર હા તો એમાં હા હા વ્હાઇટ વ્હાઇટ હા હા હા હા ઓકે ઓકે ઓકે હા તો અને કઈ તમે મને ડેટ લખાવી દો અને બીજું કે અ તમારે સમય એટલે કે કયા દિવસ સુધીમાં તમારે પૂરું કરવાનું એટલ એ પ્રમાણે મારે બધા જે મારે સ્ટાફને છે એ લોકોને નીકળતાં ફાવે અહીંથી ઓકે એટલે તમે હા ઓકે હા તો હવે અમે ઍક્ચ્યુલી જેમ કે લૉંગ ટાઈમ સુધી જેમ ફ્લાવર એકદમ હૅલ્થી રહે બરાબર એ લૉંગ ટાઈમ સુધી લાંબા સમય સુધી એક એ આવે અને બીજા એક એની અંદર જલ્દી કે અમુક પેલા અ છ સાત કલાકની અંદર આમ રહી જાય એવા બી એટલે શું એમાં થોડા જે આખા એક દિવસ સુધી આમ વ્યવસ્થિત રહે એની ક્વૉલિટી પણ એનો ભાવ થોડો હૅવી છે તો એ ચાલશે કહું

ઓકે હા ઓકે તો હા કંઈ વાંધો નહીં હા ઓકે ઓકે હા ઓકે અ બસ તમે ફોનથી તમે બા બાવીશ કે કઈ તારીખે કીધું તમે બાવીશ અ હા ઓકે હા ઓકે ઓકે હા હા ઓકે ઓકે હા બાય વૅલકમ ઓકે